હેલો હા હા હા શું હા હા બરચો શું હવે આ બધી ફેસ્ટિવલ સીઝન અને બધું ચાલુ થાશે નવરાત્રિ ને તો સિલેબસ પૂરો થઈ જાશે ને બધું એડજસ્ટ કરી લીધું છે ને

હમ હમ હા હા હા બસ હા અને વીક કોઈ સ્ટુડન્ટ વધારે પડતું વીક કે હોય તો એના પેરેન્ટ્સ ને જાણ કરજો અને ઈ બધી થોડુંક બધુ ધ્યાન રાખજો બરાબર એક લિસ્ટ બનાવી લેજો અને જે પેરેન્ટસ ગ્રુપ બનાવેલું છે તેમાં બધી ઇન્ફોર્મેશન નાખી દેજો એટલે એ લોકોના ખ્યાલમાં બધું રહે બરાબર

હા હા બસ ઈ થોડું બધું આ બધા હવે નવરાત્રિના મૂડમાં આવી ગયા છે સ્ટુડન્ટ એટલે બધું જરાક ધ્યાન રાખીને બધું બને એટલું મેનેજ કરી લેજો ઓકે